મેં એક ઓનલાઈન એપમાંથી ડબલ બેડની ચાદર મગાવી હતી જયારે મેં તેને ફોનમાં જોઈ ત્યારે તેની લંબાઈ પહોળાઈ કલર કપડું અને તેનાં અંદરની ડીઝાઈન ખૂબ જ સારી હતી જેને જોઈને આપમને તેને લેવાનું મન થઈ જાય અને પૈસા પણ ઓછા ભાવે પોસાય તેવા હતા તેથી જ મેં તે ચાદરને ઓનલાઈન મગાવી લીધી અને જયારે તે મારી પાસે આવી ત્યારે મેં જોયું તો તેનું કપડું ખૂબ જ મજબૂત હતું અને તેનાં મીઠા પાણીમાં ધોયાથી ઉપરાંત પણ તેનો કલર નહોતો ગયો અને ધોયા પછી તેનું કપડું વધારે જાડું થયું મને તો તેની ગુણવત્તા અને કાપડ બધી જ રીતે ખૂબ સારું હતું જેથી કરીને મેં ફરીથી બીજી બે ચાદરો મગાવી મારો બીજી વારનો અનુભવ ખરીદી માટે ખૂબ જ સારો રહ્યો હતો